અમારુંં રાજ્ય અમારું રાજ્ય ગુજરાત ગુજરાતની અંદર ઘણી બધી એવી બોલી છે કે જે આપણે બોલી શકીએ છીએ છે તો મેન આમ જોવા જાઓ તો ગુજરાતી જ બોલવામાં આવે છે પણ ગુજરાતીની અંદર ઘણા બધા પ્રકાર છે જેમકે જયાં તમે મહેસાણામાં જાઓ તો સ ચમ સ કુણ સ એવી રીતે આપણે બોલવાનું હોય છે મતલબ આ તો ખાલી તમને એક્સામ્પલ આપ્યું કે ઉદાહરણ આપ્યું પછી તમે કાઠિયાવાડ જાઓ તો એનું આખું બોલવાનું અલગ છે અને કાઠિયાવાડી સૌથી પ્રિય અને સાંભળવામાં મીઠી લાગતી એવી વાણી કાઠિયાવાડી છે એવું કહેવામાં આવે છે કે કાઠિયાવાડીની અને કાઠિયાવાળીના આગ્રહ કાઠિયાવાડીમાં એવાં બધા ભજનો કાઠિયાવાડીના એવા બધા સંતો સતીઓ કવિઓ કવિયત્રીઓ મીરાબાઈ આ ઘણા બધા એવા જે છે કે કાઠિયાવાડમાં થઈ ગયા છે કાઠિયાવાડના શું કહેવાય એ આપણી ભાષા અને કાઠિયાવાડની અંદર પણ ઘણી બધી એવી ભાષા છે જેમકે જેમકે તળપદી ભાષા છે પછી સોરઠ ભાષા છે આ બધી અલગ અલગ જે ભાષા છે જે અલગ અલગ વિસ્તાર પ્રમાણે બોલાય છે કાઠિયાવાડ તો છે જ પણ કાઠિયાવાડની અંદર વિસ્તાર એટલે ગુજરાત ગુજરાતની અંદર કાઠિયાવાડ કાઠિયાવાડની અંદર ઘણી બધી એવી ભાષા એવા બધા ટોન જે કે અમુક અમુક એ આપણે ઘણી વાર એવી રીતે વાત કરતા હોય ને તો આપણને ખબર પડી જાય કે આ લોકો આ જ છે આ લોકો આ જ સમાજના છે આ લોકો આ જ સમાજના છે જેમકે અમદાવાદીની આખી ભાષા અલગ છે કચ્છની આખી ભાષા અલગ છે પછી કાઠિયાવાડીની મેં તો તમને વાત કરી જ દીધી સુરતીઓ તમે લોકો ક્યાં ગેલા એ વોટ એવર વોટ એ આ આ આ એનો લોકોનો ટોન છે જે સુરતીઓ આવી રીતે વાત કરે છે પછી નવસારી પછી છે કુંભાર ગુર્જર ક્ષત્રિય કુંભાર આ બધા જે છે બધા બહુ અલગ અલગ રીતે વાત કરે છે રાજકોટમાં કંઈક અલગ બોલાય છે પછી ક્યાં હજી ઘણી ઘણી બધી એવી જગ્યા છે જ્યાં અલગ અલગ બોલાય છે આણંદ માં અલગ બોલાય છે જામનગરમાં અલગ બોલાય છે કચ્છમાં અલગ બોલાય છે અમદાવાદમાં તો બહુ અલગ અને તમે તમે જો તમે ગુજરાતમાં રહો છો તો તમે ગુજરાતી સાંભળો છો તો તમને પ્રોપર નોલેજે આવી જાય કે આ વસ્તુ ગુજરાતી આ આ વસ્તુ કાઠિયાવાડીની છે આ વસ્તુ અમદાવાદની છે આ વસ્તુ કચ્છની છે આ વસ્તુ જામનગરની છે આ વસ્તુ સુરતની છે આ સુરતી લોકો બોલે છે અને એ લોકોનાં ગીતોમાં પણ એ લોકો જે લખે છે ગાય છે એ લોકોનાં ગીતોમાં પણ એવો જ ટોન છે જેમકે કાઠિયાવાડનો ટોન જોવા જાઓ તો કાઠિયાવાડના રાગ જોવા જાઓ તો એ પ્રભાતિયા છે પછી ભજન છે એ બધું જોવા જાઓ તો એકદમ રાગ સોરઠ ઉપરથી ઉતરી આવે રાગ સોરઠ જે કહેવાય એ એનાં લોકગીતો છે એના ફોક સોંગો છે ખૂબ ખૂબ મહત્ત્વનાં છે એ એમાંય આપણને ખબર પડી જાય કે આ ગીત કાઠિયાવાડનું છે પછી આપણે ક્ચ્છનું ગીત સાંભળવા જાઓ તો એમાં ખંજરી વાગે છે ઢોલક સોરી શું કહેવાય તબલા વાગે છે તો એ એ ખબર પડી જાય કે આ ક્ચ્છનું છે અને થોડુંક આમ ફોક સોંગ જેવું કે આપણે જેમાં ડાન્સ શું કહેવાય આમ ઘૂંઘરું પહેરીને આપણે નૃત્ય કહેવાય ને એ નૃત્ય કરી શકીએ એવી રીતે ઘણાં બધાનાં નૃત્ય અલગ અલગ છે અને ગુજરાતીની મેઇન વસ્તુ જે છે ગરબા તે ઘણી બધી વસ્તુને આપણે અલગ અલગ રીતે ગાઈ શકીએ એ ગીતને આપણે ઇંગ્લિશમાં પણ ગાઈ શકીએ સંસ્કૃતમાં પણ ગાઈ શકીએ ગુજરાતીમાં છે તો એને આપણે પણ જે એક ગરબા જ એવી વસ્તુ છે કે એને આપણે ગુજરાતીમાં જ ગાઈ શકીએ અને આ આ એક એવી વસ્તુ છે કે એને કોઈપણ અલગ લેંગ્વેજમાં આપણે એને બદલી શકતા નથી